હલ્લો હા આજે હા બોલો શું કરવાના ગર હા તો આપણે આજે પેલું કોલેજમાં આપણા ગરબા થવાના ને એમ હા તો આપણે ગરબામાં ક્યા સ્ટેપ કરવાના છે દોઢીયા તો દોરી આપણે દોઢીયા કરીશું ને પછી દોઢીયા જોડે પાછા બીજા કયા સ્ટેપ કરવાના છે ડાકલા હા તો ડાકલા ડાકલા કરીશું ને હા ડાકલા કરીશું પછી નાચવાનું છે આ પહેલાં આપણે ડીજે બેન્ડ મંગાવેલું પછી સ્ટાર બેન્ડ મંગાવી લઈએ ને હા તો તમારા ગામમાં કેવા દાંડિયા દાંડિયા બરાબર બરાબર તમારા ગામમાં કઈ બેન્ડ આવે આવે ને કઈ બેન્ડ આવે નામ શું કોહિનૂર બેન્ડ હા તો કોહિનૂર બેન્ડ બી મંગાવી લઈશું કઈ નહીં તારે ત્રણ તાળીના ગરબા બી રમવાના તમારા ગામમાં કઈ રીતે ગરબા થાય હે પછી બીજું શું રમીએ હા આપણે પેલું ટીમલી તો નહીં રમવાનું ને ટીમલી હા એટલે હા ટીમલી કયુ કયુ ટીમલીમાં કયુ કરીએ એવું છે બરાબર બરાબર છે હે ને તો પછી આપણે બીજા કોઈ મોટી સ્પીકર ડે જે લગાવીને કેમ હા તો પછી પેલો આપણે શણગાર બણગાર કરો હા તો શણગાર હા બરાબર પેલું કપ એટલે કપડાંને સીવવાનું ગાયન આવે તે સારું સારું ચાલ પછી ગરબા ભેગા થઈએ હેને હા હા